મેં પાછલા મહિને પીઝા મંગાવ્યા હતા મારગરેટા પીઝા જે ખરેખર સરસ હતા અને મને ઓર્ડર તમારી ડિલિવરી પણ ખૂબ ગમી હતી મારે એ ઓર્ડર ફરીથી રિપીટ કરવો છે એટલે કે ફરીથી મારે મગાવવો છે તો હું કઈ રેસ્ટોરન્ટમાંથી મગાવું મને એવું ખબર છે કે લાપીનોના મારગરેટા પીઝા ખૂબ સરસ આવે છે અને એનું જે ચીઝ એ લોકો વાપરે છે એ પણ બ્રાન્ડેડ હોય છે જેને કારણે પેટનાં કોઈ તકલીફ થતી નથી તો મને લાગે છે કે આ વાનગી મને એ રેસ્ટોરન્ટમાંથી ફરીથી મગાવી છે તેથી હું મારા ઓર્ડરને પુનરાવર્તન કરું છું એટલે કે રિપીટ કરું છું અને મને બે માર્ગરીટા પીઝા આજે સાંજે સાત વાગે મારા ઘરે પાલ રોડ પર જોઈએ છે શું તમે ઓર્ડર ડિલિવર ટાઈમસર કરી શકશો જો હા તો એ ઓર્ડર મને સાત વાગ્યે બે માર્ગરેટા પીઝાનો જોઈએ છે તો જો એ કનફોમ હોય તો મને મારા રજિસ્ટર્ડ કોન્ટેક નંબર છ ચાર બે એક પાંચ એક છ ચાર પર ફોન અથવા તો મેસેજ એટલે કે સંદેશો આપીને જો એ પુનરાવર્તન કનફોમ હોય તો મને સંદેશો અથવા તો ફોન કરો જેથી મને આગળ શું કરવું તે સમજ પડે જો તેમ ન કરી શકો તો પણ મને આ નંબર પર કોન્ટેક કરીને હા અથવા ના નો મેસેજ પણ કરી શકો છો